બાળક પાંચ વર્ષ પછી જયારે સમજણું થાય કે એને ખબર પડે કોઈ વસ્તુને ઓળખતું થાય કે આને ગાય કહેવાય કે આ માણસ કહેવાય કે ઝાડ કહેવાય અથવા બોલતું થાય કે ત્રણ ચાર ત્રણ વર્ષનું કે ચાર વર્ષનું બાળક થાય ત્રણ વર્ષ પછી બાળકો આ પૅન પેન્સિલ દ્વારા લીટા પડતાં હોય અલગ અલગ આકારો બનાવવાની કોશિશ કરતાં હોય છે શૂન્ય દોરે ચિત્રો દોરે તો બાળકને ત્યારે ત્રણથી ત્રણ વર્ષ ચાર વર્ષે એને પેન્સિલ કે પછી ચૉક કે કલર અને એક સ્લેટ જેવું આપીએ કે જાતે જ એમાં ભલે લીટા બી પાડે એની માટે એ પણ બહુ મહત્ત્વનું થઇ જાય એને પહેલાં પકડતાં શીખવાડવું બહુ જરૂરી હોય છે એ બાળક પાંચ વર્ષનું થાય પછી સરખી રીતે તો પૅન પકડતું અથવા તો કલર કે ચિત્રકામ કરતું થાય એટલે ત્યાં સુધી તો એ બાળક ચિત્ર જોઇને જ એ વસ્તુને કઈ રીતે ઓળખતું થશે અને પછી એના જેવું બનાવવાની કે દોરવાની કોશિશ કરશે અને પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી જયારે બાળક સરખી રીતે પૅન પેન્સિલ કે કલર પકડતું થશે પછી એનાં દ્વારા એનાં મનમાં આવતાં ચિત્રો ફ્રૂટ ફળ દડો એનાં રમતનાં સાધનો કંઈ પણ એ બનાવતું થશે શીખતું થશે તેની ઉંમર પાંચ વર્ષ કે પાંચ વર્ષ પછીની થાય ત્યારે જ બાળક સરખી રીતે ચિત્રકામ પેઇન્ટિંગ જેવી કળા શરુ કરે અને જયારે નાનું હોય ત્યારે માટીમાં કે રેતી કે પછી ગમે તે વસ્તુથી કેવી રીતે કંઈ બનાવવાનું દોરવાનું લીટા પાડવાનું શરુઆત કરતું હોય તો એ બી પેઇન્ટિંગ ગણાય કે એવી કોઈ કળા ગણાય કે જે બાળક અલગથી કરી રહ્યું છે તો બાળકની પેઇન્ટિંગ કે ડ્રૉઈંગ કરવાની સાચી ઉંમર જયારથી એ પૅન પકડે અને સરખી રીતે કઈ વસ્તુ ઓળખતાં આવડે ત્યારથી ગણી શકાય